ગુજરાત રાજ્યમાં લોકો માટે સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ મેળવવી પહેલાં કરતાં તો હમણાં વધારે આસાન થઈ ગયું છે કારણ કે નવી નવી હોસ્પિટલો ખૂલે છે અને સરકારી હોસ્પિટલો પણ વધારે ખૂલે છે જે સાથે સાથે ખાનગી દવાખાનાઓ પણ વધારે ખૂલી રહ્યાં છે અને લોકો જે બહારથી આવે છે બીજા રાજ્યોથી આવે છે તે વધારે સરકારી દવાખાના પસંદ કરે છે કારણ કે તેમને થોડાં એ સસ્તાં પણ પડે અને જે જરૂર હોય એ બધી ટેસ્ટ થઈ જાય છે એમાં જ્યારે જે લોકો અહીંયા સ્થાનિય જ હોય છે તે વધારે ખાનગી દવાખાનાઓ લે કેમકે થોડા મોંઘા થાય પણ એમાં બધી ટેસ્ટ થઈ જાય લિમિટેડ ફેસિલિટી હોતી નથી અને સારી રીતે સારવાર પણ થઈ જાય છે જ્યારે સરકારી દવાખાનામાં અમુક ટેસ્ટ નથી થતી અને ત્યાં ફેસિલિટીસ પણ વધારે નથી હોતી એડવાન્સ ઓપરેસન છે તે ખાનગી દવાખાનાઓમાં સારી થઈ શકે છે